હેલો હા વિવેકભાઈ બોલો છો હા હું નિધિ બોલું મારી વિવેકભાઈ જોડે વાત થઈ શકે અત્યારે નથી એમ હા તો તમે કોણ બોલો આપનું શુભ નામ અચ્છા પ્રદીપભાઈ એવું છે એટલે તમે ડ્રાઈવિંગમાં જ કામ કરો છો ને હા તો વાંધો નહીં સાંભળો ભાઈ મારે એક તો મેં ક્યારની બે દિવસ પહેલાં જ તમારી જે ગાડી છે ને એ બુક કરાવેલી મારે જવું હતું તો બરાબર અરે મને ખબર છે ટાઈમનું મેં તમને કેટલા વાગ્યે ફોન કર્યો પણ સાંભળો તો ખરા ભાઈ મેં બે દિવસ પહેલાં તમારી ગાડી બુક કરાવેલી છે હજુ લગર હા મેં પૈસા એ ચૂકવી દીધા છે તમને પણ મારે અત્યારે તમારી ગાડી જે છે એ કેન્સલ કરાવવી છે મારે ભાઈ કેમ તો તમારો ડ્રાઈવર આવી જ નથી રહ્યો આની કલાક પહેલાં ય મેં પેલા ઓલા ભાઈને ફોન કરેલો તો તમે સરખો જવાબ આપો ભાઈ મારી ટ્રેન છે મારે અમદાવાદ નીકળવું છે તો એ તમારી ભૂલ છે તમે તમારા ડ્રાઈવરને ફોન કરો તમારો ડ્રાઈવરે મારો ફોન નથી ઉચકતો એવું કંઈ હોતું હશે મેં પૈસા ચૂકવી દીધા છે બરાબર તમે મારા પૈસા મને હા પાછા કરી દો પરત કરી દો અને આ કેબ મારી છે ને એ કેન્સલ કરવી છે મારે કરી દો એટલે અત્યારે તમે પૈસા ન આપો એમ તો ક્યારે મળે નહીં કેબ અત્યારે હું કેન્સલ કરું તો તમે બે દી પછી કેમ મને પૈસા આપો તો એ તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે નહીં કે તમારો ડ્રાઈવર જે છે એ સમયસર પહોંચે છે કે નહીં એ તમારો પ્રશ્ન છે બરોબર એ તમે જાણો ને તમારો ડ્રાઈવર જાણે બરાબર અમે પૈસા ચૂકવીને પહેલાં જ પહેલાં પૈસા ચૂકવીને તમારી કેબ અમે ઓર્ડર કરેલી છે બરાબર ના ના એવું કંઈ હોતું હશે ભાઈ ને મને મને અબી હાલ મારા પૈસા જોઈએ બરાબર કાં તો પછી તમારો ડ્રાઈવર જ્યાં છે ને એ પાંચ મિનિટમાં અહીંયા પહોંચી જવો જોઈએ હા કેમકે મારે ટ્રેન છે અને જો મોડું થઈ જશે અને ટ્રેન જો હા તમારી વાત સાચી છે પણ જો તમારા લીધે હું ટ્રેન ચૂકી જઉં તો શું તમે મને આપવાના ટિકિટના પૈસા મને તમે ચુકવશો પૈસા નહીં ને હા તો વાંધો નહીં તમારા ડ્રાઈવરને તમે ફોન કરો કેમકે એ ભાઈ છે ને મારોય પણ ફોન નથી ઉચકતા બરાબર પછી રીવ્યુ આપતા મને આવડે છે સારી રીતે હા તો તમે એને ફોન કરો અને ફોન કરીને પૂછી લો કાં તો મારી કેબ જે છે જે ને એ તમે રદ કરી દો મારે નથી જોઈતી તમે અરે ભાઈ મારાથી થતું નથી મારે ઓલરેડી હું કેબ બુક કરું ને તો સો રૂપિયા ઉપરનું ફાઈન બતાવે છે એક તો તમારો ડ્રાઈવર મોડો આવે તમારી ભૂલ એમાં સો રૂપિયા હું શું કરવા ભોગવું હા તો તમે મારી છે ને રદ હા એ મને ચાલશે બરાબર કાલે પૈસા આવી જવા જોઈએ બરાબર બે દી નહીં રાખો હું બી સમજુ છું કે એક ને એક દીમાં ના કરી શકો પણ કાલે મને પૈસા આવી જવા જોઈએ મારા અકાઉન્ટમાં બરાબર ને અત્યારે મારી જે કેબ છે એ તમે અત્યારે રદ કરી દો બરાબર